હલો મારે જિન્સનો હૉલ તમે જિન્સનો રાખો છો ટીશર્ટ ને જિન્સ ને એવું

ઓકે ઓકે

ઓકે હવે આપડે સાઈજ ક્યાંથી શરૂઆત થાય છે ના મારે ના મારે હોલસેલ માટે જોયે છે હા હા અમારી જૂનાગઢમાં છે

ઓકે ઓકે અને પ્રાઈઝ ક્યાંથી શરૂઆત થાયે છે હો કે

હ હ હ

ઓકે ઓકે હા હા તો તમે ભાવ મોકલાવી દયો અને તમારું એડ્રેસ મોકલાવો ચોક્કસ ઓકે ઓકે ઓકે ઓકે થેન્ક યૂ હો